અઠ્ઠાવીસ જુલાય ઓગણીસસો ઇકોતેર નવ જુલાઇ ઓગણીસસો પંચાણું ત્રણ ડિસેમ્બર ઓગણીસસો તોંતેર પચીસ મે ઓગણીસસો બાવન ઓગણીસ ડિસેમ્બર ઓગણીસસો પાંસઠ